નાના વ્યાપારો તો બધી જગ્યાએ છે હવે એમાં નાના વેપારો તો બધાય આવે છે જેમકે શાકભાજી વેચવું છે કોઈ ભંગાર વેચવા આવે છે કોઈ ખરીદવા આવે છે પછી કોઈ નાનું નાનું વેચવા શાક વેચવા જાય છે શાક ખરીદે છે પછી કોઈ ન નાની કોઈ એ ફેક્ટરી નાખી છે એવા ઘણા ખરા બધા નાનનાના વેપારો છે કે જે થાય છે ઘરે બેઠા કોઈ સ સીવે છે કોઈ સીવવાનું આપે છે કોઈ ભરતકામ કરાવે છે ભરત કામ આપવા જાય છે એવા બધા ઘણાય નાના નાના વેપારો છે